બસ મજામાં વાયરલ ઇન્ફૅક્શન ત્રણ દિવસથી તાવ છે ભૂખ નથી લાગતી ઊલટી આવે છે માથું દુઃખે છે હા મેં ડોલો લીધી હતી પણ કોઈ અસર ના થઈ એનાથી

નહીં છ છ કલાકે નથી લીધી ના હજુ નથી કરાવ્યાં

હા એવું હતું વરસાદ બી હતો અને વાતાવરણ બી ઠંડુ હતું

હા નહીં રૅસ્ટોરન્ટ

હા

એમ હતું કે ડોલો લઈશ તો મટી જશે પણ ના થયું બરાબર